નમસ્કાર તમે કેમ છો

સારું મગફળીમાં તેલ નીકળ્યું હશે કઈ રીતે છે અમે મગફળીને પહેલાં સારી રીતે સાફ કરીએ છીએ પછી તેને ક્રશ કરીને તેલ કાઢીએ છીએ તેલને છાણીને તેમાં રહેલા કચરા અને અજ્ઞાત દ્રવ્યોને દૂર કરીએ છીએ હા તેલને કન્ટેનરમાં સંગ્રહ કરી શકો છો તેને ઠંડા અને સૂકા સ્થળે રાખવું જોઈએ જેથી તેલ ખરાબ ન થાય ને સૂર્યપ્રકાશથી દૂર રાખવું પણ જરૂરી મગફળી લાવ્યા પછી બે ત્રણ દિવસ આ તેલ તમારુ તૈયાર થઈ જશે ચોક્કસ અમે હંમેશા ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ છીએ તમારું સ્વાગત છે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે આવો જરૂર થઈ જશે ઠીક છે જ્યારે આવો તમારું કામ તૈયાર રાખશું